ચિત્ર એ મારો મનગમતો વિષય છે અને જ્યારે પણ ચિત્રની વાત આવે ત્યારે મારા મગજમાં ઘણાં બધા પેંટિંગ બ્રશ કલર પેન્સિલ કલર વોટર કલર ઘણા બધા કલર્સ આવે છે અને મેં ઘણા બધા આમ તો ચિત્ર બનાવું છું અને મારું સૌથી બેસ્ટ વર્ક હોય તો એ કોમ્પિટિશનમાં ભાગ લઇએ ને ત્યાં બનાવેલું આમ તો હું ઘણા વિવિધ કલરો સાથે મારા ચિત્ર બનાવું છું જેમકે વોટર કલરનો ઉપયોગ કરું છું પેન્સિલ કલરનો ઉપયોગ કરું છું અને ઘણા અલગ અલગ કન્સેપ્ટ ઉપર ચિત્ર બનાવું છું જ્યારે પણ કોઈ કોમ્પિટિસન હોય ત્યારે એ કોમ્પિટિશનના અકોર્ડિંગ હું મારા આ ચિત્ર બનાવું છું હમણાં હાલની જ મારી વાત કરું તો હું યૂથ ફેસ્ટિવલમાં પાર્ટીસિપેસન કર્યું હતું અને એ યૂથ ફેસ્ટિવલ યુવક મહોત્સવમાં મારો ચિત્રમાં પ્રથમ નંબર આવ્યો હતો મેં ઘણાં બધા આમ તો ચિત્રો બનાવ્યાં છે પણ એવું એક ચિત્ર કે જે માં હું ગૌરવ અનુભવતો હોય એ તો એ છે મારા આ શિક્ષકનું ચિત્ર જ્યારે હું ગ્રેજ્યુએશનમાં ભણતો હતો ત્યારે મારા સૌથી પ્રિય શિક્ષકનું ચિત્ર મેં બનાવેલું હતું અને એક છબી કલા તરીકે એમને મેં આપેલું હતું જ્યારે એ ચિત્રને જોઈએ છીએ ત્યારે ખૂબ જ આનંદ અનુભવાય છે એ ચિત્ર મેં પેન્સિલ કલર થી બનાવેલું હતું જેને આપણે સ્કેચ આર્ટ તરીકે પણ ઓળખીએ છીએ ફક્ત કાળી અને વાઇટ પેન્સિલનો ઉપયોગ કરીને આખું ચિત્ર બનાવ્યું હતું અને એમાં શેડિંગ કરીને આખું ચિત્ર બનાવ્યું હતું એ ચિત્ર બનાવતાં મારે સમથિંગ એક અઠવાડિયું લાગ્યું હતું સૌપ્રથમ મેં ગ્રીડિંગ કરી અને પછી એ ચિત્ર મેં આખું ડિઝાઇન કર્યું હતું આખું ચિત્ર બનાવ્યું અને પછી દોરતા ચિત્રને મારે ત્રણથી ચાર કલાક જેવો સમય લાગ્યો હતો અને પછીની વધેલી ત્રણથી ચાર કલાક એમાં ગ્રીડિંગ ને બધું હટાવી અને પછી કલર કર્યો હતો ખૂબજ સરસ ચિત્ર હતું એ અને જો મારા પરિવારજનો મિત્રની વાત કરું તો મારા પરિવારજનો એ ચિત્ર જોઈ ખૂબ જ ખુશ હતા અને ખૂબ જ મારા વખાણ કરતાં હતા જ્યારે મેં એ ચિત્ર બનાવ્યું હતું ત્યારે બહુ અતિ સુંદર એવું ચિત્ર હતું જ્યારે એ મારા મેમને આપ્યું ત્યારે એમનું ખૂબ જ આનંદમય ચહેરો હતો અને જો એમને પણ ખૂબ આનંદ આવ્યો હતો એમનું કહેવું એવું હતું કે આ ચિત્ર બહુ જ મસ્ત છે એકદમ હાઇપર રિયાલિસ્ટિક બનાવેલું છે અને એકે એક ડિટેલ એ બહુ ઝીણવકતાપૂર્વકની એકે એક ડિટેલમાં ચિત્રમાં એડ કરી હતી અને તે કહેતાં હતાં મારે હંમેશાથી પેન્સિલ સ્કેચ બનાવવાનો શોખ હતો અને આજે તે મારું પેન્સિલ સ્કેચ બનાવ્યું ખૂબ જ સારું બનાવ્યું છે કલર પેન્સિલ કરતાં ફક્ત પેન્સિલ સ્કેચ બનાવવું થોડું ઇઝી હોય છે કારણ કે તેમાં તમારે કોઈ બીજા કલરનું શેડિંગ આપવાનું નથી હોતું ફક્ત બ્લેક અને વાઇટ પેન્સિલનો યુસ કરી અને તમારે ચિત્ર બનાવવાનું હોય છે અને એમના જે કલરો હોય છે એમને તમારે ઘાટા તથા આછા એવા શેડ આપવાના હોય છે જો મારા મિત્રોની વાત કરું તો મારા મિત્રો મારા ખૂબ જ વખાણ કર્યા હતા અને એ ચિત્ર ખૂબ ખૂબ ખૂબ સરસ બન્યું હતું મારા મિત્રો પણ આ ચિત્ર જોઈને કહેતા હતા કે શું તમે મારો પણ એક ફોટો બનાવી શકશો એ લોકો ફોટો ફોટો બનાવવા માટેની કોઈપણ કિંમત આપવા તૈયાર હતા પરંતુ સમયના અભાવ હોવાથી હું એમનું ચિત્ર ન બનાવી શકું આમ તો હું એવાં ચિત્ર નથી બનાવતો પેમેન્ટ ઓડર ઉપર પણ ઘણી વખત એવા લોકો કહેતા હોય છે કે આ ચિત્ર બનાવવું છે ચિત્ર બનાવો તો હું એ બનાવવા અસમર્થ છું બાકી મારા મિત્રોને મારું ચિત્ર અને મારું આર્ટ ખૂબ જ ગમ્યું હતું ઘણાં ચિત્ર મેં એવાં પણ બનાવેલાં છે જે એને કોઈ કસ્ટમર પાછું ખરીદી કરી શકે છે તો એ ચિત્રની જો આપણે વાત કરીએ તો એવા ઘણા કસટર્મ્સ હતા કે જેમણે પોતાનો ફોટો અથવા તો પોતાના પરી પરિજનનો ફોટો બનાવવાનો હતો તો એ ફોટો પણ મેં બનાવેલો છે અને એ ફોટો બનાવવામાં ઘણા દિવસો લાગે છે અને હું સાઇઝ અને એમના ઊપર એમના પૈસા નક્કી કરતો હોઉં છું જો એ બહુ મોટું ચિત્ર હોય તો એમના ભાવ એ એ પ્રમાણેના હોય છે જો બહુ નાનું ચિત્ર હોય તો એમનો ભાવ એ પ્રમાણેનો હોય છે આ ચિત્ર બનાવામાં અંદાજિત એક અઠવાડિયાથી લઈને બે અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે અને જો હું મારી વાત કરું તો મેં અત્યાર સુધી મોંઘામાં મોંઘું ચિત્ર પંદરસો રૂપિયા જેટલું બનાવેલું હતું એક ગ્રાહક હતું એમને પોતાનું દાદાનું ચિત્ર બનાવવાનું હતું એ દાદાનું ચિત્ર મેં ખૂબ જ બારીકાઈથી બનાવેલું હતું અને એ ચિત્ર બનાવવામાં પણ હું મારો ગૌરવ અનુભવું છું કે મેં એ ચિત્ર બનાવ્યું હતું કારણ કે એ જે ચિત્ર હતું એ એક નામાંકિત વ્યક્તિનું હતું જે અને મારા એક ફ્રેન્ડ છે એમના દાદા હતા એટલે એ હું થોડોક વધારે ખુશ હતો એ પેંટિંગ બનાવવામાં ને ઉત્સાહ પૂર્વક મેં આખું એકદમ ઝીણવટભર્યું એ આખું ચિત્ર બનાવ્યું અને એ ચિત્ર બનાવ્યા પછી એ ચિત્ર બનાવવામાં લગભગ મારે બે અઠવાડિયા જેવો સમય લાગ્યો હતો અને મેં એ પણ ફક્તને ફક્ત બ્લેક એન વાઇટ પેન્સિલનો યુસ કરી અને એઝ અ સ્કેચ આર્ટ બનાવ્યું હતું મને ખૂબ આનંદ થાય છે કે મેં એ ચિત્ર બનાવ્યું એ ચિત્ર બનાવી એકદમ બારીક બારીકપૂર્વક એ ચિત્ર બનાવી અને જ્યારે બે અઠવાડિયા પછી મેં મારા ફ્રેન્ડને બોલાવ્યો અને એ ચિત્ર સોંપ્યું તો એ બહુ જ ખુશ હતો એને લાગતું જ ન હતું કે મેં આ ચિત્ર બનાવેલું છે અને એને એવું લાગતું હતું કે આ રિયલમાં મેં એમ એક ફોટો ની પ્રિન્ટ કરાવેલી હોય અથવા તો ઝેરોક્ષ કરાવેલી હોય એટલું મસ્ત એ ચિત્ર બન્યું હતું અને મને ખૂબ જ આનંદ થાય છે કે હું આવાં ચિત્ર બનાવી શકું છું આ કલા છે મને વારસામાં મળેલી છે અને આ કલા મારી પાસે હોવાનું ખૂબ ગૌરવ અનુભવું છું જ્યારે એ મારા ફ્રેન્ડે એમના દાદાનું ચિત્ર એમના બીજા પરિવારજનોને બતાવ્યું ત્યારે એ પણ ખૂબ ખુશ થયા હતા અને ખૂબ આશીર્વાદ આપ્યા હતા મને ગર્વ છે કે હું આવાં સરસ સરસ ચિત્ર બનાવી શકું છુ અને ગમે ત્યારે કોઈ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગની કોમ્પિટિશન હોય છે તો ત્યારે પણ હું ખૂબ સારી રીતે મારા આઇડીયાસ બધા છે મારા વિચાર છે એને ચિત્રમાં ચિત્રિત કરી અને હું રજૂ કરતો હોઉં છું અને એ ચિત્રમાં હર હંમેશ કદાચ મારો નંબર આવતો હોય છે અને એ નંબર આવતો હોય છે એની ખુશી મને અને એનું ગૌરવ હંમેશા મને રહેતું હોય છે ઘણી એવી કોમ્પિટિશન છે જેમકે હમણાં જ મેં યૂથ ફેસ્ટિવલની વાત કરી એ સિવાય ઘણી એવી કોમ્પિટિશન છે જેમાં હું હર હંમેશને માટે પાર્ટીસિપેટ થયેલો રહેતો હોઉં છું જ્યારે મને ખબર પડે છે ત્યારે હું મારું પાર્ટીસિપેસન એમાં નોંધાવું જ છું અને મને ખૂબ જ ગમે છે આવાં ચિત્રો બનાવવાનું અને એ ઓન ધ સ્પોટ જ્યારે તમને કોઈ વિષય આપતું હોય છે ત્યારે ઓન ધ સ્પોટ વિષયને તમે કઈ રીતના ઓન ધ સ્પોટ વિચારી અને તત્કાલ એને તમે છબીમાં ચિત્રિત કરો એ બહુ અનોખું કામ હોય છે તો અમે એ પણ એ રીતના પૂર્ણ કરતા હોય છે અને એ પૂર્ણ કરી અને એમાં નંબર લઈ આવવો એ પણ મારા માટે તો એક ગૌરવપૂર્ણ વાત છે અને આવી જ રીતના હું ઘણાં ચિત્રો બનાવતો હોઉં છું તો મને આનંદ છે કે હું આવાં સરસ ચિત્ર બનાવું છું અને ભગવાને દીધેલી આ ચિત્ર ની કલાનો મને આજે તો ગૌરવ છે જ અને હર હંમેશ મને ગૌરવ રહેશે અને જ્યારે હું દુનિયામાં દુનિયામાં મારું નહીં પણ દુનિયામાં મારા દેશનું નામ રોશન કરીશ ને ત્યારે મારા પરિવારજનોને મારા રાજ્યને અને મારા સમગ્ર દેશને એક દિવસ મારા પર ગર્વ થશે જય હિન્દ જય ભારત